બગીચામાં છોડને ખાતર આપતી વખતે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે સૌપ્રથમ તો આપણે ખાતરને નિશ્ચિત પ્રમાણમાં લઈને માટી સાથે એનું મિશ્રણ કરવું પડે છે સીધું ખાતર આપણે છોડને નાખી શકતા નથી ચોક્કસ પ્રમાણે માટી અને ચોક્કસ પ્રમાણે ખાતર લઈ અને એને સરસ રીતે ભેળવી અને છોડમાં આપવાનું જરૂર પડે છે અને ત્યાર બાદ નિશ્ચિત સમય માટે એ ખાતર માં આપણે ફરી બદલાવ કરવો પડે છે કે થો લગભગ અઠવાડિએ કે બે અઠવાડિએ આપણે ખાતર ફરી પાછું નાખવું પડે છે અને ખાતર નાખતી સમયે કદાચ આપણને ફૂગ અને મચ્છર છે કે જીવાત છે એનો પણ સામનો કરવો પડે છે ઘણી વાર વધારે ખાતર નાખવામાં આવે તો પણ મુર્જા છોડ મુરજાઈ જાય છે નિશ્ચિત સમયે સમયાંતરે પાણીની પણ આવશ્યકતા હોય છે ખાતર વધનો વધુ પ્રયોગ કર્યો કે ખાતરની સાથે વધુ મળતું પાણી ઉમેરવામાં આવ્યું તો એ છોડને વધારે નુકસાન કરી શકે છે